જો આ આ હવે આ બધા ગામડાંમાં અમારાં ગામડામાં પહેલાં બધા જીવજંતુઓ બહુ હતા એવા ફાઇન અવાજ કે રાત્રે અમે લોકો વાતાવરણ ખરતું હવે તો બધું જીવજંતુ બી ઓછા થઈ ગયાં હવે કોઈ વખતે આ મધ માખીને આ વીંછીને એવું કરડે તો પહેલાં તો અમે તો કપડું બાંધી દેતા આવું ને પછી આપણે આમાં ઘરગથ્થુ ઉપાય છે તો અમુક વનસ્પતિ આવે આંબલી આંબલી આવે એનાથી ઘસે તો નીકળી જાય હવે તો બધુ જળ અમુક જે પહેલાં કંઇ સાપ કરડ્યા હોય એ કરડે તો અમારામાં શું પેલાં નાનું મરઘીનું બચ્ચું આવે તે એના પાછળના ભાગ આમ લગાવી દે એટલે તે મટી જાય એનાથી બી ઝેર બી બધુ ઉતરી જતો તો અને અમુક જંગલની જડીબુટ્ટીઓ હજુ બી મળે એનાથી બધા જીવજંતુને પેલું થઈ જાય બીજું તો હવે બધુ જીવજંતુ ઓછું થઈ ગયું હવે માણસથી બધુ જીવજંતુ બધું ડરવા માંડ્યું લાઇટ થઈ જાય એ થઈ પણ પહેલાં અંધારામાં એ બધું વાતાવરણ સારું હતું હવે તો બધું જ નાગ એ બધું તે બધી કેટલી જાતિઓ ખલાસ થઈ ગઈ બસ